હલો હલો હા ટુરિઝમ રાજસ્થાનની ટૂર ટુ સીટ માટે શું ભાવ ને કયા કયા જોવાલા હા બે સીટ કપલ લગભગ સ્થળ આવી જવા જોઇએ ઉદયપુર છે જેસલમેર અ જોવાલાયક

પાંચ દિવસ પાંચ દિવસમાં લગભગ જોવાલાયક બધા આવી જાય એટલે વાંધો નહીં

કોઇ વાંધો નહીં ભલે હા હા ઉદયપુર જયપુર ઉદયપુર હા તે વાંધો નહીં હા પેમેન્ટ ઓનલાઇન કે ટોકન કોઇ વાંધો નહીં

હા હા હા હા

હા અને બાકી રહેવા બેવાની ને બધી સગવડ ઓકે

ગુજરાતી ભોજનવાળી

હા કોઇ વાંધો નહીં હા કંઈ વાંધો નહીં હા એકસ્ટ્રા અમારા માથે વાંધો નહીં બાકી કોઈ સ્થળે જવાનું ને આ ને તે ને એ બધુંય એમાં ને

હા એ તો કોઇ પહાડી ચઢવાની ને આને તે ને એ બધું અમારા ઉપર

ટ્રાફિક હોય કોઈ પગથિયાં હોય કોઈ પહાડ હોય ઉંચાણવાળો વિસ્તાર હોય તે કોઈ વાંધો નહીં ઓકે બે ડન કરી નાખો અને તારીખ કહી દો તારીખ કહી દો એ કઈ તારીખે તમારે આ બધા એ આખી ગાડીનું બુકિંગ કઈ તારીખનું છે આમ અંદાજીત

હા તે વાંધો નહીં હા તો ડેટ ફિક્સ થાય એટલે અઠવાડિયા પહેલાં જણાવો કોઇ વાંધો નહીં ઓનલાઇન પેમેન્ટ કરી દઇએ તમારું જે પે એકાઉન્ટ કે આ તે એ કે ડિટેલ મોકલો એટલે એમાં થઈ જાય અથવા એડવાન્સ જે કંઈ દેવાના હોય એ કાં પૂરાં પેમેન્ટ દેવાનું હોય તો ય વાંધો નહીં હા ઓકે એ ઓકે સારું ચાલો થેન્ક યુ